હલો હમ શું કરે છે સારું તો જોને આ અઠવાડિયે આપણે કયાં કયાં કામ બાકી રહે છે એ સહેજ જોજે આપણે બધાં પૂરાં કરવા પડશે હવે એવું કરજે જે જે મેન કામ હોય એનું એક લિસ્ટ બનાવી લે જે કેમકે પછી આવતા અઠવાડિયે ટાઈમ નહીં મળે બધું આ અઠવાડિયે પતાવવું જ પડશે વાંધો નહીં ચલ ને એ તો એવું કરીશું પણ કંઈથી લાવીશું કરિયાણું પછી હમ હમ વાંધો નહીં તું એનુંય કરિયાણાનું બી લિસ્ટ બનાવી રાખજે એવું હોય તો કઠોળ ને એવું બધું આપણે બિસ્કિટ ને એ બધું ડી માર્ટમાંથી લઈ આવીશું અન બીજી બધી વસ્તુઓ હોય એ ગંજમાંથી લાવીશું કાવ્યાનો યુનિફોમ એ આપણે લાવવાનો છે તો સીવડાવીશું કે પછી તૈયાર જ લાવી દેવો છે હમ હમ હમ હમ હમ હમ હમ વાંધો નહીં જો ને તૈયાર મળતો હોય ને કાપડ સારું હોય તો તૈયાર બાકી તો લુક ડીલાઇટમાં આપણે સીવડાવેલો ન ત્યાં આગળ પછી જઈ આવીશું આંટો મારી આવીશું

હમ હમ કંઈ વાંધો નહીં જોને સ્કૂલની ફી તો આપણે મંગળવારે ભરી દઇશું અને એની જોડે વાત કરીએ એના પેલા ફ્રેન્ડ્સ જતાં હોય અથવા તો અહીં નજીક આપણે પડતું હોય એવું ટયૂસન જોઈ લઈશું હં સારું તો સારું ચાલ તો દૂધ લાવવાનું છે પછી સારું સારું હમ હમ તો બસ હું લેતો આવું છું વાંધો નહીં હોં ને સારું ચાલ જય શ્રી કૃષ્ણ